મારાં પ્રથમ યોગનું જો હું વર્ણન કરું તો એવી વાત છે કે સૌથી પહેલાં મારે મારાં જે યોગનાં જે ક્લાસ છે એ શા માટે શરૂ કરવા પડ્યા એ માં એક ઘટના એવી બની હતી કે એક સમય દરમ્યાન મને પોતાને સર્વાઇકલ સ્પોન્ડાલિશિશ થઈ ગયું અને સાથે સાથે મને કમરનો દુખાવો થઈ ગયો અને એની અંદર એલ ફોર અને એલ ફાઇવ જે આપણા સ્પાઇનની અંદર જે મણકાઓ હોય છે એની અંદર જે વેઇન દબાતી હોય એને આપણે સાઈટિક નઉર્વ કહીએ અને એ જે સાઈટિક નર્વ છે એ નર્વનાં કારણે મને કમરમાં ખૂબ પેઈન થયો હતો પછી જ્યારે હું ડૉક્ટર પાસે બતાવવાં ગયો ઓર્થોપેડિક ડૉક્ટરને કન્સલ્ટ કર્યા અને એને કન્સલ્ટ કર્યા પછી એ એન્ટિબાયોટિક દવાઓ મને ખાવી પડી અને જેનું મને રિએક્શન અલગ અલગ પ્રકારે આવ્યું તો પછી એમ થયું કે આનો નેચરોપેથીમાં કે યોગમાં કોઈ ઇલાજ નહીં હોય પછી એનાં સંશોધનો કર્યા પછી યોગ અને નેચરોપેથીનાં જે ક્લાસ છે એની ડીગ્રી મેળવવાં ની મેં શરૂ કરી અને ત્યાર પછી મેં એનાં મારાં પોતાનાં કલાશ શરૂ કર્યા એ ક્લાસ શરૂ કરવાં પાછળનું કારણ અને મારે પોતે બીમારમાંથી પોતે મારી રીતે સાજા થવાનું જે કારણ હતું એ અગત્યનું હતું અને એ મને નેચરોપેથીમાંથી યોગમાંથી મળ્યું ખાસ કરીને અને વાત એવી હતી કે જ્યારે હું પોતે બીમાર પડ્યો અને એ બીમારી દરમ્યાન મારે જે નેચરોપેથી અને યોગનાં જે ઇલાજો હતા કે સરવાઈકિલ સ્પોન્ડોલિસિસ જે છે એને કયા કયા પ્રકારના યોગ કરીને એમાંથી એની એક્સસાઈઝ કરીને મને એમાંથી રાહત મળે અને ધીમે ધીમે ધીમે એ બધી જ એક્સસાઈઝ જે યોગનાં આસનો હતા એ બધાં આસનો કરી અને પછી એમાંથી હું મારી જાતે જ એમાંથી બહાર આવ્યો અને પછી એમ થયું કે આપણે જો યોગ થકી ઘણાં બધાં લોકોને આપણે યોગનું જ્ઞાન આપી શકીએ તો એનાંથી આવી રીતે સમાજમાં રહેલા ઘણાં બધાં લોકો બીમાર હોય અને એ બધાં જ લોકો ને આપણે એક યોગ દ્વારા પોતાની હેલ્થ સારી રહે એવું એક આપણે માર્ગદર્શન આપી શકીએ કે જેનાં કારણે વધારે ખર્ચ ન થતા થોડોક સમય પોતાનાં શરીર માટે આપીને જો માણસ સાજું થતું હોય તો એ એક ઉત્તમ વિચાર કહેવાય આવી વિચારધારા સાથે મેં મારા પોતાનાં યોગનાં ક્લાસ શરૂ કર્યા અને ખાસ કરીને તો જો હું બીમાર ન પડ્યો હોત તો કદાચ યોગનાં ક્લાસ શરૂ ન થયા હોત એટલે કુદરત કુદરતી રીતે નિમિત્ત બન્યો આની અંદર કે મારી સાથે ઘટના બની અને એ ઘટના થકી મને એનું સોલ્યુશન યોગમાંથી જ મળ્યું આ મારી પોતાની લાગણીઓ હતી અને બસ મારી યોગની યોગ જયારે કલાસ નહોતા એ પહેલાંની અને એ પછીની મારી આ લાગણીઓ હતી